જે આપણે બહાર જતાં હોઈએ છીએ તેમાં આપણને જે વસ્તુમાં એલર્જી હોય છે એ આપણને માફક નથી આવતી કે આપણે દાખલા તરીકે વિમાનમાં મુસાફરી કરીએ છીએ તો આ ભોજન અમને એલર્જીક છે તો એ પદાર્થો અમને ન આપતા આપણને અનુરૂચી નથી એવી રીતે નથી આપતા નહીં આપતા એવી પૂછપરછ પણ કરે છે પણ આપણે પણ કહીં દેવું જોઈએ કે આ મને અનુકૂળ નથી જે બુકિંગ કરાવતા હોય છે કે આ અનુકૂળ હોટલમાં રોકાવા જઈએ તો બધી આ વસ્તુઓ અમને અનુકૂળ નથી આવતી તો અમને લોકોને ભોજનમાં આપતા નહીં કે જેમ ઘણી વસ્તુઓથી મને એલર્જિ હોય છે ઘણા લોકોને ધુમાડાથી એલર્જિ હોય છે એ રીતે અલગ અલગ બધાને રુચિ નથી હોતી એવી રીતે આપણને એલર્જિ હોય છે તો આપણે કહીં દેવું જોઈએ અને પૂછપરછ કરીને આપણે બધી બુક કરાવતા પહેલાં આપણે વા જાણ કરવી જ જોઈએ